હલો હા સૈયદ મૉડિફિકશનમાંથી બોલો હા તો હા મારું નામ હર્ષદ છે અને મારે જરા એક બાઈકની મોડિફિકેશન માટે જાણકારી જોઈ હતી મારી શું કહેવાય બુલેટ છે એની મોડિફિકેશન માટે હા આપણે થ્રી ફિફટી ક્લાસીક થ્રી ફિફટી એમાં મોડિફિકેશન કરાવવું છે અને હા ક્લાસીક છે તો એમાં મોડિફિકેશન અને થોડુંક રિપેર વર્ક પણ કરવાનું હતું તો તમારી દુકાન ક્યાં છે બરાબર તો હું આજની તારીખમાં તમારે ત્યાં આવીશ તો પૂછવું હતું કારણ કે આપણું દો હજાર બે હજારને ઓગણીસનું મોડલ છે આપણું અને આપણે શું કહેવાય બોડી મોડિફિકેશન કરાવવાના છે અને રીપેઇન્ટમાં આપવાની ય છે આપણે બોબર સ્ટાઈલની કરવાની છે બાઈક તો ટાયર બો બોડીવર્ક

હા બન્ને બન્ને એક્સસેસરીસ પણ નાખવાની છે એક્સસેસરીસ બોડીનું કામ જરાક અને શું કહેવાય આપણે બોબરની કિટ નાખવાની છે એટલે ટાયર અને પાછળની સીટ બદલાવવાની છે ખાલી હા અને જરાક મેન્ટેનન્સનું પણ કામ કરવાનું છે થોડાક જે ઘણાં નયા પાર્ટ નાખવાનાં હોય તો નયા પાર્ટ કાં તો સર્વિસ જે કરવાની હોય એ પણ કરવાની છે કારણકે અને થોડી ઘણી પ્રોબ્લેમ છે એમાં જેમ કે ક્લચનો ટાઈમિંગ બરાબર નથી ક્લચ દબાવીએ છે તો એમાં ગેર પડવામાં હાર્ડ પડે છે મને તો એ જરાક જોવાનું છે હા અને એકસી એવરેજ પણ બરાબર નથી આવતી એક જરાક એ જોવાનું છે તો તમારો ચાર્જીસ શું છે ચાર્જીસ તમારો શું રહેશે અંદાજન મારૂં રહેવાનું જમાલપુર હા આવી શકીશ

હમ્મ હમ્મ પણ અંદાજન આપણે બોડીવર્ક અને આ કરાવીએ તો કેટલા રહેશે ટાયર પણ બદલાવવાં છે થોડા નવાં ટાયરને વી વી વીલ નખાવવાનું છે બરાબર બરાબર

વાંધો નહીં

બરોબર અને શું કહેવાય આપણાં તમારા ત્રીસ હજાર ત્રીસ હજાર સુધીમાં પતી જાય એમ છે લાગે છે તમને વાંધો નહીં

તો આપડે જે પણ હોય તમારી દુકાને આવી જઉં હું અને તમને બતાવી દઉં

બરાબર

સારું તો અત્યારે અડધી કલાકમાં આવું તમારે ત્યાં બરાબર હા મળીએ આપણે